મેં ઓનલાઇન કરવા માટે મારા ફેમિલીના કપડાને બધું મંગાવ્યું હતું અને નોમલી હું ઓનલાઇન જ કરતો હોઉં એમાં જ્યારે ઓનલાઇન ઓર્ડર કર્યું ત્યારે મને ડિલિવર નહીં થયું દસ દિવસ થયા બાદ હું કમ્પલેન કરી ઓનલાઇન કોલ ફોન ફોનકોલ સેન્ટર પર એમનો કંઈ પ્રોપર રિસ્પોન્સ નહીં આવ્યો એટલે ઓનલાઇન ટ્રેકિંગમાં કુરિયરવાળાને કોન્ટેક કર્યો પણ ક્યાં છે પાર્સલ એ ખબર નથી એના માટે હું પછી મેઈન કંપની જ્યાંથી ઓર્ડર કરેલો ત્યાં કોલ કર્યો અને એ લોકોને કીધું કે ફાસ્ટ ટ્રેકમાં જલ્દી નોંધાવો યા તો મને મારા પૈસા પાછા રિફંડ કરી દો જેનાથી હું ઓનલાઇન પેમેન્ટ કરેલું હતું હવે થોડા સમય પછી પાછું એ ડિલીવર ન થયું બીજા પાંચ દિવસમાં પછી એમને કીધું કે પાછો હું પૈસા રિટર્ન કરી દઉં એમની હું વેટ કરતો છું